હેલો સ્પીકિંગ ફ્રોમ જનતા પબ્લિક સ્કૂલ યશ મેમ હા એટલે એમાં કેવું છે કે અમે વેકેન્સીનું ન્યૂઝ પેપરમાં એડવર્ટાઈઝમેન્ટ કર્યું હતું પ્રોસ્પેક્ટ સસ્પેન પણ ઇસ્સુ કર્યુતું ફોર જોબ ઓફર ઈંગ્લિશ ટીચર અને મેથ્સ ટીચર ફોર ક્લાસ સિક્સ તો એઈટ

ઓકે ઓકે ઓકે ઓકે ઈન્લિશ ટીચરમાં કેવુ છે કે પ્રેઝેન્ટમાં ઇંગ્લિશ ટીચર છે બટ ડ્યૂ પર્સનલ પ્રોબ્લેમ એ વીધિન ટૂ મંથ્સ સ્કૂલમાં રીઝાઇન મૂકવાના છે તો એટલે અમારે ઇંગ્લિશ ટીચરની જરૂર છે

એમ તો તમારે પેલા ઇન્ટરવ્યૂ માટે ફોર્મ ફીલ અપ કરવું પડશે ફોર્મ ફીલ અપ કરીને ઇફ તમે સિલેક્ટ થસો કેમ કે અમારી પાસે ઘણા બધા ઇન્ટરવ્યુના ફોર્મ આવેલા છે તો અમને બધાને પ્રાયોરિટી આપવી પડે તો ઓબ્વિસલી તમારી પેલા જેને ભર્યા હોય પેલા અમે એમને બોલાવીશું પછી તમારી જ વારી આવશે તો એવી રીતે ઇન્ટરવ્યૂ ફૉર્મ તમારે ભરવા પડસે તમારી કોન્ટેક ડિટેલ્સ મને આપી દો એટલે હું તમારા નંબર પર કાંટો તમારા ઇમેઇલ પર તમને હું ફોર્મ મોકલી દઉં એ ફોર્મ તમે ઓનલાઇન જ ફીલ અપ કરવાનું છે એ ફૉર્મ તમે ફીલ અપ કરી દો તમે એના પછી સબમિટ કરશો તો અમારામાં આવી જશે એટલે જ્યારે પણ નીડ હસે ત્યારે અમે તમને કોલ કરી દઈશું કીધું ને મેડમ સિક્સ ટૂ એઈટમાં જોઈએ છે અને તમાર એડ્યુકેશ્ન્લ કોલીફીકેશન શું છે અને ટેટ એક્જામ આપી છે ઓકે ઓકે હા તો એનું તમારું ડિગ્રી સર્ટિફિકેટ હોય એ બી નીચે એન્ક્લોસર કરીને લખ્યું હસે ત્યાં તમરે અટેચ કરી દેવાનું છે એટલે અમને ખબર પડશે એડ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે બાકી તો બધી બેસિક ડિટેલ્સ છે એન ઓલ અને તમે પેલા કયા જોબ કરેલી છે ઓકે